અમારા ક્ષેત્રની હસ્તકલા અન્ય ક્ષેત્રોને એ રીતે પ્રભાવિત કરે છે જેમ કે અમારા વિસ્તારની જે સ્ત્રીઓ છે એ પોતાના હાથથી ભરત ગૂંથણ કરીને કાપડ ઉપર ડિઝાઇન પાડવાનું કામ કરે છે અને એ વસ્તુ ઘણાં રાજ્યોમાં કે ઘણાં શહેરોમાં મોકલવામાં આવતી હોય છે જે તેઓ પોતાના હાથથી બનાવે છે જેમાં ઘણી બધી હજારોની સંખ્યામાં સ્ત્રીઓ ભેગી મળીને આ કાર્ય કરતી હોય છે એ સિવાય જો અન્ય કાર્યની વાત કરીએ તો જે કાપડ ઉપર ક્રાફટ કરવામાં આવે છે જે કલરકામ કરવામાં આવે છે એ કલરકામ કરીને તેમજ પાટણનાં પટોળાની વાત કરીએ તો એ પટોળા બનાવવાની હસ્તકલા શીખીને તેઓ ઘણા એવાં મોંઘા પટોળા બનાવે છે જેમા એમને મહિનાઓનો સમય લાગે છે અને એ પટોળા વિદેશોમાં પણ મોકલવામાં આવતા હોય છે એટલે આ એક પટોળા બનાવવાનું ક્ષેત્ર એવું છે જે બીજા રાજ્યો કરતાં અલગ પડી જાય છે જે ફક્ત ગુજરાતનાં પાટણ શહેરની અંદર બનાવવામાં આવે છે એ ઉપરાંત ફેશનને લઇને પણ ઘણી બધી સ્ત્રીઓ ઘરે જ સિલાઈ કામ પર પોતાની વસ્તુઓ બનાવતી હોય છે અને એ વસ્તુઓ બહાર મોકલવામાં આવતી હોય છે આ રીતે ઘણી બધી અલગ અલગ હસ્તકલાઓ અમારા વિસ્તારમાં જોવા મળે છે